મને જનરલ નોલેજનાં પુસ્તકો વધારે પસંદ છે કારણ કે તેમાં ભારત અને અવનવા રાજ્યનું શું ચાલી રહ્યું છે અને શું શું જનરલ નોલેજ આપણને મળે છે તેમાંથી કે દેશમાં શું પ્રખ્યાત છે શું સૌથી મોટું છે કે મને વધારે જાણ વાળો ભારત દેશ અને દરેક દેશ પ્રત્યે જાણવાનુ વધારે પસંદ છે જેનાંથી મને આકર્ષિત થાઉં છું અને હું હંમેશા તે માટે તૈયાર રહું છું કે આપણા દેશમાં શું ચાલે છે અને કોણ નંબર લાવે છે કોણ સૌથી વધારે આગળ છે અને આ બધું જાણવાનું મને બહું જ ગમે છે તેની માટે જનરલ નોલેજનાં દરેક પુસ્તકો મને વાંચવા ગમે છે ગમે તે રમત માટે હોય કે પછી શિક્ષા માટે હોય કે પછી શાળાઓ માટે અથવા કોલેજો માટે જે પણ પુસ્તકો જનરલ નોળેજ પ્રત્યેનાં હોય છે તે વધારે વાંચવા મને ગમે છે અને તેમાં મને વધારે આનંદ મળે છે